નમસ્કાર હું પરમાર મિતુલ બોલી રહ્યો છું અમારું લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યો છે અને હું આ પ્રસંગ માટે ભોજ ભોજનની વ્યવસ્થા કરી રહ્યો છું મને થોડી માહિતી જરૂર છે અન અને એ માટે હું તમારી પાસે કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું શું તમારી પાસે હાલમાં ખાદ્ય ચીજ વસ્તુઓ પર કોઈ ડિસ્કાઉન્ટ ઓફર અથવા ખાસ પેકેજ ઉપલબ્ધ છે જો હા તો કૃપયા કરીને તે તેના વિષેની વિગત આપશો હું જે ખા ખાદ્ય વસ્તુઓની શોધમાં છું તેના માટે તમારી પાસે કોઈ ખાસ ભોજન પેકેજ છે તેમાંથી શું તમે મને વાનગીઓની કોઈ યાદી આપી શકો છે શકો છો કૃપા કરીને મને એની તેની કિંમત વિગતો શેર કરશો જે હું મૂલ્ય અને ગુણવતાની સારી રીતે સરખામણી કરી શકું અમારો પ્રસંગ ની તારીખ અગિયાર અગિયાર પર યોજામ યોજાવાનો છે શું તમે આ સમયે દરમ્યાન ખાદ્ય સામગ્રી ડિલેવરી કરી શકો સો તમે તેમ જ કોઈ વિષે વ્યવસ્થા જરૂરી હોય તો કૃપા કરી જણાવ જણાવજો જો ડિલેવરીનો વિકલ્પ ઉપલબ્ધ છે તો તમે ડિલેવરીના ખર્ચ પણ જણાવી શકશો આ તમામ વિગતોમાં મળતા તમને તમારી સેવા પ્રસં પસંદગી કરવા માટે અને મહેમાનો માટે શ્રેષ્ઠ અન અનુભવ મેળવવા માટે યોગ્ય નિર્ણય લેવાનું સરળ રહેશે છે મારી વિનન